હા સર તમે રેસ્ટોરન્ટ્સમાાંથી બોલો છો હા તો આપણે એક ઓડર હતો મારે ત્યાં એક જમણવાર છે લગભગ બસો ત્રણસો પબ્લિકનો જમણવાર છે તો તેની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ તો રાખેલી જ છે આપણે પણ સાથે સાથે મેં એવું વિચાર્યું છે કે તેની અંદર શ્રીખંડ છે અથવા તો કોઈ આઇસ્ક્રીમ સારી એવી હોય અથવા તો કોન હોય તો એવું કંઇક આપણે રાખવું છે તો શું શું વેરાયટી છે તમારી જોડે અને શું શું પ્રાઇસ છે એની અને બીજું એવું કે જ્યારે પણ મારે જે પોગ્રામ છે અથવા તો જે પ્રસંગ છે તે પ્રસંગમાં તમારો તમે કમ્પલેટ એ એ ભોજન ટાઇમ વ્યવસ્થા પ્રમાણે તમે આવી શકો અને એ તમારું પાર્સલ જે પણ મટ્રિયલ્સ છે એ લઇને બધું તમે આવી શકો હા ટાઇમ પ્રમાણે કમ્પલેટ પહોંચી જવું પડે અને મતલબ કે થોડી ઘણી વ્યવસ્થા ન અ સર્જાય એના માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે કમ્પલેટ ટાઇમસર વ્યવસ્થા પ્રમાણે તે પહોંચી જાય અને જમવામાં અને જે આપણે જે પણ રાખેલ છે એમાં થોડીક અવ્યવસ્થા ન સર્જાય એવું કામ થાય તો સારું રહેશે હા તમારા અંદર એ કઈ કઈ ટાઇપની કઈ કઈ આઇસ્ક્રીમ છે એની મને તમે એવું હોય તો મને લિસ્ટ મોકલાવો ને કઈ ટાઇપની આઇસ્ક્રીમ છે શું પ્રાઇસ પડશે મને એની તો એ પ્રમાણે મારે એ પ્રસંગની અંદર લગભગ ત્રણસો ચારસો પબ્લિક થવાની છે તો એ પ્રમાણે મને અંદાજો આવે કે મારું બજેટ કેટલે પહોંચશે અને શું આની અંદર તમેય સમજજો શું ડિસ્કાઉન્ટ ચાલે છે તમારી પાસે કઈ કઈ ઓફરો છે કે જેની અંદર મને થોડું સસ્તું પડી શકે પરવડી શકે એ પ્રમાણે મને તમે વાત કરો જેથી કરીને મારા પ્રસંગની અંદર તમારા રેસ્ટોરન્ટમાંથી જે પણ મટ્રિયલ મળી રહે હા મેં કીધું ને મારે ત્યાં લગભગ બસોથી ત્રણસો પબ્લિક છે અ એવું તમે સમજી લેજો ને કે ભાઈ બસો ત્રણસો પબ્લિક છે પણ જો સો વધી પણ જાય ને સો ઓછી પણ થઇ જાય તો એ પ્રમાણે તમે તમારી રીતે સેટ કરીને આવજો કે જો સો પબ્લિક સો જણ વ્યક્તિ વધી જાય તો એ પ્રમાણે તમારે વ્યવસ્થા રાખવી પડે મારે કેવું હોય કે પ્રસંગની અંદર કંઇપણ અવ્યવસ્થા ના સર્જાવી પડે આપણે કોઈ વસ્તુ લાવ્યા હોય અને જો ખૂટે તો પછી એમાં અવ્યવસ્થા સર્જાઇ કહેવાય ને પછી આપણે એમાં કંઇ સારું લાગે નહીં એટલે હું તો એવું જ કહીશ કે બસો ત્રણસો પબ્લિકનું મેં કીધું છે પણ તમારે એ રીતે જ પ્રિપરેશન કરીને આવવાની કે સો વ્યક્તિ વધી પણ જાય અને સો વ્યક્તિ ઘટી પણ જાય અને છેવટે આપણે છેલ્લે સરભર કરીશું કે તમારા કેટલા કેટલાં નંગ વપરાયા છે અને શું થયું છે ને પછી આપણે બેસીને વિશેષ કરી લઇશું ચોક્કસ ચોક્કસ તો આપણે તમે મને લિસ્ટ મોકલો અને કઇ આઇટમ રાખવી એટલે મને ખ્યાલ આવે અને આપણે નિર્ધારિત સમય પ્રમાણે તમારો જે પણ મટિરિયલ સાથે તમે અહીં આવી જાવ બરાબર ઓકે ભલે ભલે ભલે